હ મુરલીધર શોપ ભાઈ અમારે છે ને આવતા અઠવાડીયે એક ફંકશન છે દશેરા આસપાસ અને એમાં અમારે લગભગ પચાસ કિલો જેટલી મીઠાઈ જોઈએ છે એમાં અમારે સ્વીટમાં સોલિડ સ્વીટ એ જોએ છે મોહન થાળ ટાઇપની ને મોહન થાળ બરફી છે મેસૂબે ટાઈપની અને થોડીક લિક્વિડ સ્વીટ પણ જોઈએ છે અંગૂર રબડી છે ને એ ટાઇપનું ઓકે તો મને જરાક બધાના પ્રાઈઝિંગ કેજોને કઈ રીતે છે

ઓકે હમ

અંગૂર રબડી

ઓકે અને તમને મારે ફાઈનલ ઓર્ડર છે એ રાખવો હોય તો કેટલા દિવસ પેલા આપી દેવો પડે ઓકે પાંચથી છ દિવસ અગાઉ અને તમે ડિલેવરી અમારે ત્યાં લેવા આવાનું કે આટલો મોટો ઓડર હોય તો તમે અમારા વેન્યુ ઉપર પોચાડી દેશો અચ્છા ઈ કઈ રીતે છે ચાર્જિસ

કેટલા રૂપિયામાં ઓકે ઓકે

ઓકે વાંધો નઈ મને તમારું ફાઈનલ એડ્રેસ આપો ને એટલે તમારા હું ત્યાં શોપ ઉપર આવીને જ તમને વાત કરી લઈશ હા બોલો ને

ઓકે

ઓકે વાંધો નઈ તો હું હવે ત્યાં આવીને જ બધી ફાઈનલ ડિસ્કશન કરી જાઈસ ઓકે એ હા ઓકે થેન્ક યુ